ગુજરાતમાં વ્યવસાય માટે એનાં ભંડોળની વાત કરીએ તો સારા વ્યવસાય માટે સરકાર મદદ કરે છે સરકાર ઘણા કેસોમાં જમીન આપે છે વ્યવસાય કરવા માટે મોટા ઉદ્યોગો કરવા માટે સાથે સાથે સબસિડી આપે છે કે જેના હિસાબે રોકાણકારોને વ્યવસાયકારોને પોતાનો ધંધો ઍસ્ટાબ્લિશ કરવામાં સરળતા રહે સાથે સાથે બૅન્કો તરફથી જરૂરી લોન મળે છે એ લોનમાં પણ વ્યાજના દરમાં કંઈક સબસિડી હોય છે જેથી કરીને લોન ભરવામાં પણ એ લોકોને સરળતા રહે અને ત્રીજું ખાસ કરીને અમુક વ્યવસાયમાં કે જે આઈ પી ઓ કે જે અ શૅરમાર્કેટમાં એ લોકોના પૈસા રોકાવીને પણ એક શૅર ભંડોળ ઊભું કરી શકે છે આમ ગુજરાતમાં જે વેપારનો વિકાસ થાય છે એમાં નામદાર સરકારશ્રીનો બહુ ફાળો હોય છે બૅન્કોનો ફાળો હોય છે અને પબ્લિક પણ સ્થાનિક લોકો પણ એ જે કંપનીના શૅર હોય છે એમાં પૈસા રોકીને પણ કંપનીની સદ્ધરતા વધારે છે જેથી કરીને વેપાર ક્ષેત્રમાં બધા જ સ્ત્રોત કામમાં આવે છે